હું અરવલ્લીમાં મોડાસામાં આવેલી મગ્ધુમ પ્રાઇમરી સ્કૂલમાં અભ્યાસ કરતો હતો ત્યાં અલગ અલગ પ્રકારની ગેમો હોય છે અને સ્પોર્ટ્સ ડે પણ મનાવવામાં છે હું એકવાર બોલી વૉલીબોલમાં ભાગ લીધો હતો અને મોડાસામાં વ વિવિધ શાળાઓ વચ્ચે વૉલીબોલની મેચ રમાઈ હતી અને તેમાં અમે જીત હાંસલ કરી હતી અને તે બદલ અમને અરવલ્લી જિલ્લામાં સ્કૂલ સ્પોર્ટ્સ ડે ઑથોરિટી દ્વારા ગોલ્ડ મૅડલ આપવામાં આવ્યું હતું હવે જયારે હું મગ્ધુમ હાઇસ્કૂલમાં આવ્યો અને ફૂટબોલ અને સ્પોર્ટ ડેના દિવસે ફૂટબોલ રમવામાં આવ્યો હતો ત્યારે અમે ફૂટબોલમાં પાર્ટિસિપેટ કર્યું હતું પણ અમે હારી ગયા હતા અને સામેવાળી ટીમને ગોલ્ડ મૅડલ નગરપાલિકાના ડિસ્ટ્રિક્ટ મૅનેજર દ્વારા આપવામાં આવ્યું હતું હાલમાં અમે સ્પોર્ટ્સ ડે હતો ત્યારે અમે ક્રિકેટ ટુર્નામેન્ટમાં પાર્ટિસિપેટ કર્યું હતું અને તેમાં અમે હળવદ જિલ્લામાં પ્રથમ આવ્યા હતા અને આ દિવસે અરવલ્લી જિલ્લાના કલૅકટર દ્વારા અમારી સ્કૂલને ગોલ્ડ મૅડલ આપવામાં આવ્યું હતું તે બદલ અમારી સ્કૂલમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો